હા હા રોડ કોન્ટ્રાક્ટર બોલું

એ સાઠ કિલોમીટરનો રોડ છે એટલે એમાં મારે જોવા માટે આવવા પડશે કે બ્લોક નાખવાનો છે જે કે ર્નોમલ રોડ બનાવાનો છે તો એ જોઈ ને પછી ઇન્સ્પેકશન કરીને તમને જણાવીશ હવે એ જોઈ ઇન્સ્પેકશન કરશું પછી ખબર પડશે કે કેમકે આટલો મોટો છે કે કેવું બિલ પાસ થઇ આ તે રીતે હું તમને જવાબ આપીશ ઓકે હા ઓકે વેલકમ